હલો હું છે ને અમદાવાદ આવી છું મારું નામ છે ને નિર્જરી માંકડ છે મારે એક્ચુલી ઉદ્દેશ્ય ફરવાનો એવો હતો કે મને છે ને ટુ વીલર પર વધારે ફરવું ગમે રાધર ધેન કે આપણે ફોર વ્હિલરમાં અંદર બંધાઇને કુદરતનું માણીએ સોંદર્ય બરાબર ને તો મને બેસ્ટ ઓપ્શન બધાએ રેફરન્સમાં ગૂગલ રિવ્યૂ ને એ બધું તમારું જ બતાવે છે બાઇક રેન્ટ પર આપો છો રાઇટ તમે તો હવે મારે છે ને આખું ગુજરાત ખાલી એના પર ફરવું છે અને પાછો ચોમાસાની સિજન છે એટલે અત્યારે રોડ્સ પણ બધા બહુ જ સારા હશે તો મને છે ને થોડી જાણકારી આપો ને અમે લોકો બે જણ છીએ અને અમારે લોકોને મોસ્ટ ઓફ માય જર્ની છે ને અમારી એ ખાલી ટુ વ્હીલર પર કરવી છે બને તો બાઇક સારી હોય ને એના વિશે મને થોડી જાણકારી આપશો

ઓકે ઓકે હા હા બરાબર બરોબર અને તમારા સર્વિસ સ્ટેશન દરેક સિટીમાં કે વચ્ચે એવી રીતે મળી મળી જાય છે અમને ધારો કે કોઈ બરાબર ને હા એટલે જ એટલે જ એટલે મેં કીધું કે મને બધાએ બહુ જ કીધું છે કે બાઇક રેન્ટ કરવું હોય તો આમની પાસેથી જ કરજો તો મેં કીધું ચાલો પૂછી લઈએ તો હવે મને છે ને આ જ નંબર પર તમારી ડીટેલ વ્હોટસપ કરી આપશો તો અમે લોકો જલ્દીથી જલ્દી બાઇક રેન્ટ જોવા માટે આવી જઈએ અને બેસ્ટ બાઇક સિલેક્ટ કરી લઈએ કારણ કે સિજન છે એટલે તમારી પાસે પણ રશ બહુ હશે ભલે ભલે થેન્ક યૂ થેન્ક યૂ બાય બાય